યોગ શીખવા માટે તો જે મોસ્ટલી મેં ચૅનલ જોઈ છે એ છે યોગ વિથ ઍડરીન કરીને એક ચૅનલ છે તો એ જે મેડમ છે એ સારું શીખવે છે યોગ જેમ કે સ્ટાર્ટિંગ જે આપણે કહેવાયને સ્ટાર્ટિંગ ફેઝમાં હોય જેમ કે બિગિનર છે પછી ઇન્ટરમીડિયેટ ફેઝમાં આવે અને પછી એડવાન્સમાં બરાબર તો એ મૅડમ છે આખી એમને પ્લે લિસ્ટ બનાવી છે કે જો તમે બિગિનર હો તો તમે કયા કયા યોગ કરવા પડે અને એનાથી તમને શું ફાયદા થશે તમે ફર્સ્ટમાં છો અને જો તમને કંઈક એવું આડું અવળું કંઇ કરી નાંખ્યું એનાથી શું નુકસાન થશે અને એ થયેલા નુકસાનને કઈ રીતે તમે એનું સમાધાન કરી શકો બરાબર ને તો એ બધુ છે એ મૅડમ શીખવે છે તો એમાં શું છે કે યોગ શીખતી વખતે જે લોકોને મોસ્ટ ઑફ જે તકલીફ પડે ને તો એ કઈ છે કે યોગ સરખી રીતે એમને આવડતું ન હોય બરાબર અને સ્ટ્રેચિંગ એ વધુ કરી નાખે તો વધુ સ્ટ્રેચિંગ કરવાથી શું થશે કે તમારા જે હાડકાં છે હાડકાં છે કે તમારા જે જોડાં છે બરાબર તો એમાં તમને તકલીફ ઊભી થશે અને પછી તમારી જે માંસપેશીઓ છે એમાં ખેંચાણ તમને એવું લાગશે તો એ એ છે પછી તમારા જે દર્દ છે પેઇનનું કારણ એ બનશે તો એને અવોઈડ કરવા માટે આપણે જે સારા એવા ચૅનલ છે ને એને આપણે ફૉલો કરવા પડે બરાબર ને અને લોકોને મોસ્ટ ઑફ શું છે કે હજી બે ત્રણ દિવસ થયા હોય અને પછી જેમ કે યોગ છે ને યોગમાં શું હોય કે એ યોગમાં પાર્ટ હોય બરાબરને જેમ કે ફેઝ હોય બરાબર ફર્સ્ટ ફેઝ સેકન્ડ ફેઝ થર્ડ ફેઝ ફર્સ્ટ ફેઝમાં કેવા યોગ હોય કે જે નૉર્મલ બધા લોકો કરી શકે બરાબર ને તો એવા યોગમાં હોય અને પછી સેકન્ડ ફેઝમાં શું આવે કે જેમણે બેથી ત્રણ મંથ યોગ કરેલું છે તો એ જે છે ને એ પછી જે એ યોગ એમણે કરેલું છે એનાથી જે નૅક્સ્ટ લૅવલનાં જે યોગ આવે ને તો એ પરફોર્મ કરી શકીએ બરાબર અને જે થર્ડ ફેઝ છે બરાબર થર્ડ ફેઝમાં શું હોય કે જે મોસ્ટ ઍડવાન્સ યોગ છે બરાબરને તો એ એમાં આવે અને મોસ્ટ ઑફ શું છે કે ફર્સ્ટ જે ફર્સ્ટ ફેઝવાળા લોકો છે હજી એમણે સ્ટાર્ટિંગથી કર્યું છે તો એ જે જયારે સૅકન્ડ ફેઝમાં સૅકન્ડ ફેઝના યોગ અથવા જે થર્ડ ફેઝના યોગ કરે તો એને ચોક્કસપણે નુકસાન થવાનું તો એમને જ છે એમના જે ટીચર હોય બરાબર ને જે એમને યોગ શીખવાડે તો એને અનુસરવું પડે એનાથી એ એના સિવાય બીજું કંઈ પણ એમણે કરવું ન જોઈએ તો એ જે ફેઝ છે બરાબર એ ફેઝ પ્રમાણે આપણે ચાલવું જોઈએ એટલે જે આપણને જે મુશ્કેલીઓ આવે એ પણ ના આવે બરાબર અને આપણે જે યોગા છે એ પણ આપણે બરોબર રીતે કરી શકીએ